હેલો સર નમસ્કાર તમારા રાજ શિવાલય થિયેટરમાં અમે પંદર ઓગસ્ટના મોર્નિંગ શો માટે ગ્રુપ બુકિંગ કરાવેલું હતું જે હું અનિવાર્ય સંજોગોને કારણે રદ કરાવું છું સોરી અમે તમારા નવા રીનોવેશન કરાવેલા થિયેટરની અને તેમાં રજૂ થનાર મુવી જોવાની એક તક ગુમાવી છે જેનો અમારા આખા ગ્રુપને ખૂબ જ અફસોસ છે હવે જ્યારે ફરી કોઈ સારું મુવી આવે ત્યારે અમને તમારાથી બનતું ટિકિટમાં ડિસ્કાઉન્ટ કરી આપીને ગ્રુપ બુકિંગ કરી આપશો તેવી વિનંતી છે ધન્યવાદ